તમને એક વાત કહેવા માંગુ છું કે મારો બાઇકિંગ અનુભવ તમને સેર કરવા માંગુ છું કે મેં જ્યારે ફસ્ટ ટાઈમ બાઇક ચલાવી ને ત્યારનો અનુભવ તમને કહું છું કે મને બાઇક માટે થોડીક નોલેત તો હતી કે આમ આમ ગેર પાડવાથી આવી રીતે ચાલુ થાય આ ક્લચ કરવાથી શું થાય એ બધી નોલેજ હતી પણ મને ચલાવતા નહોતી આવડતી પણ એક સમય એવો આવ્યો કે અમારે પડોશમાં એક ભાઈને બીમાર પડી ગયા અચાનક દવાખાને જવાનું થયું તો કોઈ ગાડી ચલાવે એવું કોઈ પોજીસન હતી નહીં ત્યારે આજથી લગભગ ત્રીસ વરસની પહેલાંની વાત કરું છું ત્રીસ વરસ અંદાજે કે જ્યારે બાઈકુ એટલી બધી હતી નહીં અને એ ભાઈ પાસે બાઇક હતી અને કોઈ એને દવાખાને લઈ જવા કોઈ તૈયાર નહોતું કારણ કે એને આવડતી નહોતી કોઈને તો મેં તો અઠે કઠે કહી દીધું કે ભાઈ મને આવડે છે મને ખબર પડે છે કે બાઇક કેમ ચલાવવી તમે બેસી જાઓ હું ભેગો દવાખાને આવું તમારી ભેગો છતાંય મેં કીધું તમને એવું લાગે તો મને કહેજો કે આ તું આવી રીતે કર એટલે હું હાંકી લઇશ ત્યારે ફસ્ટ ટાઈમ જ પહેલાં જ વખત શરૂઆતમાં ગાડીની ન્યુટ્રલમાં હતી કીક મારી અને ચાલુ તો થઈ ગઈ મારાથી પછી ઘોડી ઉતારીને જ્યારે ગેરમાં નાખી ને વાંસે ભાઈને બેસાડ્યા તો જ્યારે ક્લચ મૂકવાનું થયું ને તો એક ઝાટકો મારીને બંધ થઈ ગઈ ગાડી પછી તો હું થોડોક અંદરથી તો ગભરાઈ ગયો હતો કારણ કે મને આવડતી તો નહોતી એટલી બધી છતાંય મેં એને કહી તો દીધું કે મને આવડે છે કારણ કે મને ત્યારે બાઇક ચલાવવાનો શોખ હતો ખરા પછી હું કોઈ ને કહી ન શક્યો કે મને નથી આવડતી અને કોઈ આવવા પણ તૈયાર હતું નહી છતાં મેં ગાડી તો ચાલુ કરી પછી પાછી ન્યુટ્રલ કરી અને પાછી ચાલુ કરી ને ધીમે ધીમે બીતાં બીતાં ગિયરમાં નાખી ને ચાલુ રેસ કરી તો ગાડી ચાલવા તો માંડી થોડી વળી થોડુંક આગળ ગયાં તો પછી પાછો ગેર બદલાવતો હતો ને ક્લચ મૂકવાનું થયું તો ગાડી આગળથી ઘોડો થઈ ઊંચા જે ઘોડો એટલે આગળથી ઉલળે સહેજ તો એ ભાઈએ મને કીધું તને આવડતી નથી ના મેં કીધું સાહેબ આ અજાણી ગાડી પડે છે ને મને એટલે મારે તમને એટલે અજાણી પડી ને એટલે થોડોક ક્લચ મૂકવામાં ખબર પડી કારણ કે ક્લચ હાર્ડ પડતા હોય એવું એવું બહાનું કાઢ્યું મેં એટલે પછી જેમ તેમ કરી ગભરાતા ગભરાતા મેં રાજકોટની સિટીમાંથી અમે એને હોસ્પિટલે પહોંચાડ્યા ભાઈને એટલો બધો ગભરાતો સામે કોઈ પણ વાહન આવે એટલે હું ગેર બદલાવી નાખતો અને પહેલા બીજા ગિયરમાં જ હું એને મેં ભાઈને હોસ્પિટલે પહોંચાડવાની વ્યવસ્થા કરી પણ ત્યાં હજી તો આ હોસ્પિટલનું પગથિયું આવ્યું અને એટલો બધો હું ગભરાઈ ગયો કે સામે એક એમ્બુલન્સ પડી હતી એટલો બધો ગભરાઈ ગયો કે મારે ઊભી રાખવી કેવી રીતે રાખવી તો મેં સીધો ક્લચ કર્યો તો ઝડપ વધી ગઈ જેમ તેમ કરી આગલી બ્રેક મારી મારી ને મેં માંડ માંડ એને ઊભી રાખી તો એટલો બધો ગભરાયલો હતો કે પછી પરસેવો વળી ગયો એ ત્યાં પહોંચતા પહોંચતા હું બાઇક બાઇક ઉપર જ હતો પણ છતાં મને એટલો બધો પરસેવો વળી ગયો કે વાત પૂછો ના કે પછી ભાઈને દવાખાને હેમખેમ ટ્રીટમેન્ટ આપી દીધી અમે ભાઈને સારું થઈ ગયું એને કંઇક અંદરથી ગેસની કંઇક તો પોબલમ હતી એને છાતીમાં દુખાવો થઈ ગયો હતો તો એને પહોંચાડ્યો પછી મેં અમે એને સાહેબ ભાઈને સારું થઈ ગયું ને પછી મેં આસ્તેથી કીધું ભાઈ મને ગાડી આવડતી નહોતી પણ છતાં તને મેં બાઇક ઉપર પહોંચાડ્યો છે તો ભાઈ કંઇ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજે અને તું બીજા બાઇક સવારને બોલાવી લેજે મને બોલાવતો નહીં કારણ કે કંઈ તકલીફ પડે તો વળી પાછી એ કહે ના ના તમને સરસ આવડે છે મને એવું એવું બધું ભાઈએ કીધું મારો ફર્સ્ટ ટાઈમનો એ અનુભવ પહેલો અનુભવ એ હતો અને પછી એ અનુભવ કર્યા પછી મારા બીજો એક અનુભવ તમને કહું પછી તો થોડોક ટાઈમ પછી મારા ભાઈએ નાના ભાઈએ એક બાઇક લીધી લગભગ એને કંઈ લગ્નની કંઈ ખરીદી એ મારાં પોતાનાં જ લગ્ન હતાં લગ્નમાં જે ખરીદી કરવાની હતી મારા ભાઈએ ખરીદી કરવાં માટે બાઇક મને આપી હતી કે તું તારે જે જોઈતું હોય એ આમાં આ ગાડી લઈને લઈ આવજે તો પછી મને હું તો પછી રેગ્યુલર તો ગાડી હાંકતો જ નહોતો છતાં હું ગાડી લઈ ને નીકળી જતો ગાડી લઈ ને નીકળી જતો ખરીદીમાં પણ મને જૂનાં પિક્ચરનું એક એવું જૂનાં પિક્ચરમાં કેમ બાઇક લઈ ને હીરો લઈ ને નીકળી પડતો હોય એમ લઈ ને નીકળી પડતો હું ગાડી લઈ ને અને હું ખરીદીમાં જતો અને ભાઈ જૂના હીરો બધાય હાથ મૂકીને ગાડી હાંકતા હતા એ હું રોળ ઉપર ચડી ને ક્યારેક ક્યારેક હાથ મૂકવાનો ટ્રાય કરતો હતો કે મને ફૂલ ગાડી આવડી ગઈ છે પણ એ એ વખતે મને બેલેન્સ એ ખ્યાલ નહોતો આવતો કે કેવી રીતે બેલેન્સ કરવું હાથ છૂટા મૂકી દો ફિલ્મી હીરોની જેમ એ અનુભવ મારો ફર્સ્ટ ટાઈમનો હતો આ બીજો અનુભવ કહી શકાય ફર્સ્ટ ટાઈમ તો નહીં પણ હાથ મૂકવાનો ને એવો બધો

એ ખરીદી પતાવી જેમ તેમ પૂરી કરી દીધી ઘરે પહોંચી ગયો બધી વસ્તુ લઈ દીધી પણ એ જે ગાડી હાંકી છે એમાં મારી ઘરની પોતાની એ અનુભવ એમ થયો કે આપણી પોતાની ગાડી છે એટલે કંઇ પણ પડવાની કે એવી કંઇ બીક નહોતી ઓલી બીજી પહેલી વખતે તો હું લઈ ગયો ત્યારે તો મને બહું જ બીક લાગતી હતી આ મારો બીજો અનુભવ એવો હતો સાહેબ